હલો માટેલ હોટેલમાંથી વાત કરો છો હા બરાબર તમે આકાશ ભાઈ વાત કરો છો ઓકે ઓકે તો મારે તમારું એટલું કામ હતું કે હમણાં તાજેતરમાં બે દિવસ પછી મારા ઘરે દીકરાની વહુના શ્રીમંતનો પ્રસંગ છે તો મારે ગરમ પીણાં માટે મહેરબાની કરવી હતી તો હું ઇચ્છું છું કે એ ગરમ પીણાં લાંબા સમય શુધી શક્ય તેટલાં ગરમ રહે તો મારો કહેવાનો મતલબ એમ છે કે અમરા ઘરે લાંબા એટલે કે દૂરના વિસ્તારમાંથી મહેમાન આવવાના છે એટલે અમારે એ પીણાં ઠંડાં ન થઈ જાય એટલા માટે અમારે વધારે ગરમ રાખવા માટેનો પ્રયત્ન કરવો પડશે અને મારો બીજો કહેવાનો મુખ્ય કારણ એ છે કે લાંબા સમય સુધી ગરમ રહે એવું તમે અમને કોઈ પેકેજિંગ પૂરું પાડો જેના કારણે અમારા મહેમાનોને ખાવા પીવાની અંદર એટલે કે ગરમ પીણાંની અંદર કોઈ જાતની મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને આ કામ સમયસર યોગ્યરીતે વિગત અનુસાર પૂરું પડે